હેલો હા આપણે આપણે પેલા ઘરની ડિઝાઈન માટે મેં કોન્ટેક નંબર તમારો શોધ્યો હતો ઈન્ટીરીયર હ હા બસ મારે હું એની જ તપાસમાં હતો તો મને નંબર કે કોઈ આઈડિયા કે મને મળતું ન હતું એમ હા ભલે તમે તમે કરો છો જો અમારે એક્ચ્યુઅલમાં કેવું છે કે ફોર બીએચકે છે અને ત્રણ માળનું મકાન છે એમાં આપણે ત્રણે ત્રણ માળનું કરવાનું છે ઈન્ટીરીયર તો પછી આપણે એમાં મેં અમુક એક બે પેટર્ન એવી મેં જોઈ રાખી છે તો તમે મારે ઘરે આવશો તો તમારી પાસે જે આલ્બમ્સ હોય તમારી પાસે કાં તો તમે કોઈનું કરેલું હોય તો એવું મને જરા બતાવજો તો મને બી થોડો આઈડિયા આવે એમ હ હ હ

મસ્ત મસ્ત સરસ યાર આ આવું તમે મને જણાવશો તો મને વધારે થોડું ઉત્તમ આગળ કામ લેવાનું મને વધારે સારું લાગશે યાર હો ના હ ફોર બીએચકે છે પણ એમાં મારે કેવું કે ત્રણ માળનો બિલ્ડિંગ છે મારો ત્રણ માળનું ઘર છે એમ હ હ તો હું અને અને બીજું બીજું તો હું તમને એ એ પૂછવા માંગતો હતો કે ત્રણ માળનું મારું જે પ્રમાણે બિલ્ડિંગ છે મારું જે ઘર છે ફોર બીએચકે એમ તો એમાં લંબસમ કેટલો ખર્ચો થઈ જશે એમ કારણ પછી હ સોરી સોરી ફરીથી બોલો અવાજ નહીં આવતો તમારો ઘરે જ આવું છું ને ઓન ધ વે છું કે શું લાગે છે ન હોય ચા ચાલુ રસ્તા ઉપર છો કેમકે આ પવનનો અવાજ બહુ વધારે આવી રહ્યો છે તમારી સાઈડથી ઓ હા હા હા હા સારું તો આપણે ત્યાં મળીએ ને તો વધારે સારું લાગશે ઓકે સારું સારું હ સારું ચાલો